અમારી ગુજરાતી ભાષામાં અમારી ગુજરાતી ભાષામાં અલગ અલગ ગુજરાતીઓ ભાષા બોલાય છે ગુજરાતમાં અને તે અલગ અલગ ભાષાઓ સમાન હોય છે બધા શબ્દો ગુજરાતીનો શબ્દ હિન્દી ભાષાનો શબ્દ એકબીજાને સમાન હોય છે ત્યાં અમુક શબ્દ છે જે હિન્દીમાં પણ બોલી શકાય છે ગુજરાતીમાં પણ બોલી શકાય છે અને ઇંગ્લિશમાં પણ બોલી શકાય છે અને આ જ ભયથી અને આ જ બધા શબ્દો ગુજરાતમાં બોલાય છે તો પછી ઇંગ્લિશમાં પણ બોલાય છે સંસ્કૃતમાં પણ બોલાય છે અને પ્રાચીન કાળમાં પણ આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો જે અમારા પુરુષો જે આપણા પ્રાચીન કાળમાં બધા આપણા રહી ગયા હોય છે ઋષિમુનિઓ રહી ગયા હોય છે આપણા પૂર્વજો રહી ગયા હોય છે તે આપ શબ્દોનો ઉપયોગ કરતો અને તે જ શબ્દ એમની આગળની પેઢીઓ યુઝ વપરાશ કરે છે અને ઇંગ્લિશમાં અને સંસ્કૃતમાં પણ આ શબ્દોનો વપરાશ કરવામાં આવે જ છે એ જ રીતે ગુજરાતીઓની ખાસિયત છે કે બધી ભાષાઓ ત્યાં બોલે છે ગુજરાતમાં તે બધા તહેવારો મનાવે છે જેમ કે ગણપતિ મહોત્સવ જુલેલાલ ઈદ પંગલ જેવા તહેવારો મનાવવામાં આવે છે અને ગુજરાતમાં બધા સાથે હળીમળીને રહે છે હળીમળીને તહેવારો મનાવે છે તે જ રીતે આપણે સંસ્કૃતિઓને પ્રભાવ પડ્યો છે કે ગુજરાતીમાં પ્રાચીન કાળથી જે સંસ્કૃતિઓ ચાલતી આવે છે તેને આગળ પણ ચલાવવા એ લોકો માંગે છે અને તે જે ચલાવતા રહેશે અને બધા હળીમળીને સંસ્કૃતિ અને તહેવાર મનાવે છે